હલો પૂર્વીબેન બોલો છો કેમ છો હું એકદમ મસ્ત જો શું ચાલે તમારે કેમ હા હા બોલો હા હા હા હા હવે સોના માટે આપણે જોઈએ તો કલ કલ્યાણ જ્વેલર્સ ને એવા બધાં છે પણ એના કરતાં વધારે સારું મને નાકરાણી જ્વેલર્સમાં લાગે છે કે જ્યાં આગળ છે ને મજૂરી એકદમ ઓછી હોય છે જે આપણે બીજી જગ્યાએ જઈએ ને તો ડાયમંડ્સ લગાવીને મજૂરી કટ કરે લઈ લે છે જ્યારે અહિયાં નાકરાણી જ્વેલર્સમાં એવું છે કે ડાયમંડ્સની મજૂરી લેતા જ નથી અને ડાયમંડ્સના ભાવ પણ નથી ગણતાં પાછા વીઆઇપી સર્કલ ઉપર પણ છે પછી ડભોલી સર્કલ ઉપર પણ છે એટલે લગભગ આ બે જગ્યાએથી હું મોસ્ટલી ખરીદી કરું છું તમને પણ જો સારું લાગે તો ત્યાંથી તમે ખરીદી કરી શકો સોનાની ફૂલ ગેરંટી હા ટેક્સટાઇલ માર્કેટ માટે આપણે જઈએ તો લગભગ બોમ્બે માર્કેટમાં આપણે જોઈએ તો સારું મળી પણ જાય અને ત્યાં એક મારા ફ્રેન્ડ્સના રિલેટિવની એક શોપ પણ છે જો તમને જરૂર હોય તો મને કોલ કરજો પાછા તો જોઈએ તો હું તમને એડ્રેસ ને એવું અપાવી દઈશ અને બીજું એક છે કે સાડી છે કે ડ્રેસ મટિરિયલસ માટે અમે જે હમણાં ચર્ચા કરી એ રીતે કે બહુ જ સરસ મળે છે લક્ષમણ નગર વરાછા લક્ષમણ નગર હલો

હા વાંધો નહીં હા હા હા ઓકે ઓકે ઓકે સારું ઓકે વેલકમ ઓકે બાય બાય હા